ટેક્નોલોજીનો આપણે ઘણી રીતે ઉપયોગ કરીએ છીએ જેવી રીતે કે ઊઠીએ સવાર ત્યાંથી આપણે ફોન થી માંડીન પંખા લાઇટ બધીને બધી ટેક્નોલોજી જ છે કે જે આપણે સવારે ઊઠીએ ત્યારથી તો સાંજે ઊંઘી જઈએ ત્યાં સુધી આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે કે સવારે આપણે ઊઠીએ ફોન પકડીયે એમાં આપણે કશુઓ મેપ્સ જોવાની હોય કે આપણે ક્યાં જવાનું છે તો આપણે જે લોકેશન જોયો ના હોય એવું હોય તે બી આપણે ફોનમાંથી ટ્રેક કરી શકીએ છીએ પછી આપણે કશું જવાનું હોય તો બસ સ્ટોપ એનું બી આપણે એપ હોય તેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે આ બસ કેટલા વાગે આવવાની છે જવાની સે ક્યાં જવાની છે બધું આપણે જોઈ શકીએ છીએ પણ આપણી એક જાતની ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે સવારે ઊઠીયે ત્યારથી આપણે ફોન ફોન પરથી ટીવી આપણે કે જે ટેલિવિઝન છે તેના પર તો તેના પર બી આપણે ન્યૂઝથી માંડીને બધી ચેનલો જોઈ શકીએ છીએ જે આપણા ઉપરથી ગ્રહ પરથી ચાલે છે તેમ છતાં આપણે આખી દઈ પાંચ પાંચ મિનિટ કલાકનું બધી રીતે આપણને છૂટછાટ હોય છે કે આપણે જ્યારે હોયને ત્યારે એ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ અને કોઈ બી આપણે ન્યૂઝને જોવા માટે તો આપણે સવારની જોવાની હોય સાંજની જોવાની હોય શું થવાનું છે આગળ એટલે આપણા આજે શું થવાનું છે જે હોય તે ને ઘણી જાતના લાઈવથી માંડીને બધા જ આપણે ટીવીમાં બતાવે છે જ્યારે આપણે પ્રવાસ જવાનું હોય ત્યારે ટિકિટ ટિકિટ ટિકિટ બુક કરાવવાનું હોય ત્યારે પણ આપણે ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ કોઈ જગ્યાએ હોટલ બુક કરાવવી હોય પછી આપણે વેટિંગ ચેક કરવું હોય બસનો કોઈ બસમાં ટ્રેન કાં તો તેની ટિકિટ કઢાવી હોય બધું આપણે ફોનમાંથી કઈ શકીએ છીએ ફોનની ફોન અને મોબાઈલ ફોન ટેલિફોન બધી આપણે એક ટેક્નોલોજી જ છે જેનો ઊપયોગ આપણે કાયમ માટે કરીએ છીએ હવામાનની આગાહી તપાસવું હોય આપણું પછી કોઈ બી ટેમ્પરેચર એટલે કે આપણે આવી જ્યાં જઈએ તાં તેનું ટેમ્પરેચર ચેક કરવાનું હોય કેટલું હાઇ ટેમ્પરેચર છે હવામાન ખાતાની કોઈ આગાહી હોય તો બધું આપને ફોનમાંથી જ મળી જાય છે એટલે આપણે જ્યારે હોય ત્યારે ટેક્નોલોજીનો વધારે ઉપયોગ કરીએ છીએ હાલમાં તો આપણે ફોનમાં જોઈએ છીએ ફોનથી વધારે નુકસાન પણ થાય છે પરંતુ જ્યારે એનો આપણે સહી રીતે કે આપણે એનો કાળજીપૂર્વક ઉપયોગ કરીએ તો આપણામાં બે ટેક્નોલોજી પણ બહુ જ સારી છે જ્યારે આપણે ટિકિટ ફાળવવાની હોય કાં તો કંઈ બી કરવાનું હોય તો આપણે ફોનનાથી આપણે બધું કરી શકીએ છીએ જે ફોનનો ઉપયોગ થાય છે કોઈ વાર સદુપયોગ કરે છે તો તે માણસને જોખમ બી થાય છે પરંતુ જે ટેક્નોલોજીનો સારી રીતે ઉપયોગ કરે છે તેના માટે આ બહુ સારી વસ્તુ છે કેમ કે આપણે કોઈ વાર ઉદ્યોગોમાં પણ આવી ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે કે જે આપણને સારી રીતે આપણે કરી શકીએ ઉપરાંત જ્યારે આપણે વધારે કંઈ જરૂર હોય તો વધારે ટેક્નોલોજીનો વા ફોન લાઇટ ઇલેક્ટ્રોડ બધી આપણી ટેક્નોલોજીનો જ ઉપયોગ કરીને બધી વસ્તુ બનાવેલી હોય છે જેમાં વધારે ઊઠીયે ત્યારથી તો આપણે જોઈએ તો લાઇટ પંખા આપણે સવારે સાંજ કાયમ તેનો ઉપયોગ કરીએ છીએ ટેક્નોલોજી જે છે એક પ્રકારની ફોનનો બી તો આપણે કાયમ જ ઉપયોગ કરીએ છીએ બધી વસ્તુમાં ફોનનો ટેક્નોલોજીનો બહુ ઉપયોગ થાય છે એવી જ રીતે ટેક્નોલોજી જોઈએ તો હવે આઈઆઈટી એટલે કે કોઈ વાર તો આય આઈઆઈટી જ્યાં અને પછી આર આઈટી એટલે કે કોઈ બી રોબોટિક્સથી માંડીને બધીમાં ટેક્નોલોજી એટલી આપણી ભારતની વધી ગઈ છે કે એમાં નવી નવી જાતની ટેક્નોલોજી વસાવા લાગી છે કે જે બધું કામ ટેક્નોલોજી પર જ ચાલે છે એટલે આપણે પણ ટેક્નોલોજીનો સદુપયોગ કરવો જોઈએ ટેક્નોલોજીનો દુરુપયોગ કરીશું એટલો આપણાં આપણને નુકસાન થાય છે એટલે આપણે સદુપયોગ કરીને ટેક્નોલોજીને આગળ વધારવી જોઈએ